આણંદમાં એવી રોડ એટલે કે આણંદ વિદ્યાનગર રોડ કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ તેમ મંદિર તેમજ છાત્રાલય છે ખરીદી માટે લોકપ્રિય ગણાતા આ રસ્તા પર ખાણીપીણીનાં પણ અનેક બજાર ભરાય છે આ રસ્તા પર વૃંદાવન મેદાન આવેલું છે જ્યાં અવાર નવાર મનોરંજન માટે આનંદ મેળા ક્રાફ્ટ બજાર ભરાય છે આ રસ્તા પરના ગરબા અને ગણપતિ મહોત્સવ તો વિશ્વ વિખ્યાત છે વડોદરનું કુણાલ ચાર રસ્તા એ પણ ખરીદી માટે લોકપ્રિય જગ્યા છે લોકોને ખરીદી માટે આ જગ્યા પર વિવિધ વિકલ્પો પણ મળી રહે છે અમદાવાદનું સીજી રોડ સોની બજાર મનાય છે દરેક પ્રસિદ્ધ બ્રાન્ડના તથા અન્ય સોના ચાંદીની ખરીદી માટે અહીં અનેક દુકાનો ઉપલબ્ધ છે ભારતમાં વિવિધ પ્રકારના પ્રવાસ માટે વાહન વ્યવહારનાં અનેક માધ્યમો આપણી પાસે ઉપલબ્ધ છે પણ મારા મતે શ્રેષ્ઠ માધ્યમો તરીકે બસ ટ્રેન અને ગાડી છે હવે માર્ગ પરિવહન દ્વારા ખૂબ સારા રોડ અને રસ્તા બનાવેલ છે જેથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ સુગમ રીતે પહોંચી શકીએ છે